તમે ગણેશ રેસ્ટોરન્ટમાંથી વાત કરો છો હ હ મારે મારી ઘરે પ્રસંગ છે તો મારે સો બસો માણસનું જમવાનું બનાવવાનું છે એના માટે તમને ઓર્ડર આપવાનો હતો

હજી સાત આઠ દિવસની વાર છે તો તમે ઓર્ડર રિસીવ કરશો હ તમારા મેન્યુ બોલજો

દાળ ભાત શાક રોટલી પુરી તમે દાળની બદલે કઢી કરશો હ સારું મારી આજુબાજુ પડોસી લોકો પંજાબી અને મહારાષ્ટ્રિયન બી છે એના માટે તમને અલગ અલગ મેન્યુ આપવા પડશે તો તે થઈ જશે ને હ તમે એક ડીશના કેટલા રૂપિયા લઇ લેશો હ ત્રણસો તો વધારે કહેવાય તમે ઓછું નહીં કરશો હું તમારા રેસ્ટોરન્ટમાં ઘણા વર્ષોથી આવું છું અને મારા આડોશી પાડોશીને કહું પણ છું કે તમારા રેસ્ટોરન્ટમાં જમવાનું બહુ સારું મળે છે એના માટે રીવ્યુ પણ સારા આપું છું એના માટે તમે કરી શકશો હ પછી સાત આઠ દિવસની વાર છે

અને જમવાનું થોડું તીખ્ખું ના બનાવતા સાદું જ બનાવજો કેમ કે દાદા દાદી પણ જમવાના છે એટલે બહુ તીખું ની બનાવતા સાદું જ બનાવજો ઓર્ડર તમે સમયસર પહોંચાડી દેશોને વાર નહીં લગાડતા જલ્દી આપી દેજો સવારે જ હ શાકમાં કઈ કઈ વેરાઈટી છે પનીર છોલે ચને પનીર અને બટાકાનું શાક રાખજો પુરી અને રોટલી પણ સાથે આપજો હ હ સારું હ હ સારું ઓર્ડર તમે સમયસર પહોંચાડી દેજો હ હ સારું